તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ગુગલની અંદર જઈ અને આધાર વેબસાઇટ એવું લખવું આધારની વેબસાઇટ ખૂલી તેમાં તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર નાખવો જેથી એક ઓટીપી આવશે ઓટીપી નાખવાથી આધારની વેબસાઇટની અંદર લોગીન થઈ જશે હવે તમારે ડાઉનલોડ આધાર કાર્ડ એવો ઓપ્શન શોધી અને ત્યાં ડાઉનલોડ આધાર કાર્ડ માટેનું બટન દબાવવું જેથી તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ અથવા તો તમારા કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ થઈ જશે